હા એવો એક સમય આવ્યો હતો જ્યારે મને મોટા સ્ટેજ પર ગાવા માટે ઊભી કરી હતી ત્યાં હું થોડી ડરી ગઈ હોવાથી હું સારી રીતે ગાઈ શકી ન હતી કારણ કે ડરના કારણે હું થોડી અચકાઈ ગઈ એટલા માટે ખૂબ સારી રીતે ગાઈ ન શકી પછી સ્ટેજ પરથી આવીને હું ખૂબ રડી હતી અને સારો પરફોર્મન્સ ન હોવાથી હું થોડું દુ ખી અનુભવ્યું અને ત્યાર પછી મોટા મંચ પર હોવાથી મને ખૂબ સંભળાવ્યું હતું અને ટીચર બધાં જ મને સંભળાવ્યું પરંતુ હું બહુ ધ્યાનમાં ન લીધું કારણ કે મોટો સ્ટેજ હોવાથી મને કમ્ફર્ટેબલ ન હતું પરંતુ મારા ઘર પરિવારોએ મને ખૂબ આશ્વાસન આપ્યું કે એવું થાય છે એટલા માટે હું દુઃખી અનુભવી હતી પરંતુ થોડું સારું લાગ્યું આથી હું મોટા મંચ પર ખૂબ ડરીશ નહીં અને આગળ જ્યારે એવું કંઈ પણ થાય તો હું સારી રીતે બોલીશ અને મને ખૂબ સારું લાગશે કે હું સારો પ્રફોમન્સ આપીશ આ મોટા મંચ પર મને આટલું શીખવા મળ્યું કે ભલે હું ડરી પરંતુ મને થયું કે ડરવું જોઈએ નહીં અને આગળ જ્યારે પણ કંઈ પણ એવું મારે બોલવું પડે તો હું સારી રીતે બોલીશ અને બધાંને થશે કે હા એક દિવસ કંઈને કંઈ કરશે અને હું સારી રીતે ગાઈશ અને મને ખૂબ ઇન્ટરેસ્ટ હોવાથી હું ખૂબ સારું ગાઈશ